હલો હું આણંદ શહીદ ચોકથી વાત કરી રહ્યો છું મારે શહીદ ચોકથી નડિયાદ જવા માટે આપની કેબ બુક કરવા કરાવાની છે મારે ત્રણ વ્યક્તિ માટે કેબ બુક કરાવવાની છે આપની પાસે મારા સરનામાંથી નજીકમાં કયાં વાહન ઉપલબ્ધ છે મને મારી કંડિશનવાળી કેબ મળે તેવી ઈચ્છા રાખું છું સાથે તેમાં એર કંડિશનની વ્યવસ્થા હોવી જોઈએ મારે નડિયાદ સંતરામ મંદિર પાસે આવેલાં સંતરામ આય હોસ્પિટલમાં જવાનું છે ત્યાં મારે એક મારે ચેકઅપ માટેનો સમય નોંધાવેલ હોવાથી એકાદ બે કલાક રોકાવું પડશે તો તે મુજબ મારા સરનામાથી નજીક હોય તેવી કેબ મોકલી આપશો જેથી હું સમયસર મારા ચેકઅપ માટે પહોંચી શકું